સારી સારવાર મેળવવા માટે ગરીબી એક અવરોધ બની રહી છે દવાખાનામાં સારવારની ફી ખૂબ જ મોંઘી થઈ રહી છે શેહરોમાં અને ગામડાઓમાં પ્રાઇવેટ હોસ્પિટલ ખૂલી રહ્યા છે જેના કારણે ગરીબ લોકોને સારવાર મેળવવા માટે ઘણો જ ખર્ચો ઉઠાવો પડે છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાઇવેટ દવાખાના ખોલવા લાગ્યા છે જેના કારણે ગામડાના લોકોને પણ સારવાર મેળવવા ઊચી ઊંચી ફી આપવી પડે છે ગ્રામ્ય વિસ્તારમાં સારી તબીબી સેવાઓ મળી રહે તે માટે સરકારે ગામ ગામે ગામ પી એચ સી સેંટર ખોલવા જોઈએ આ ઉપરાંત પી એચ સી સેંટરમાં પૂરતો સ્ટાફ ભરતી કરાવો જોઈએ અને તેમા સંપૂર્ણ સમય સેવા આપે તેવા ડોક્ટર તથા સ્ટાફ સ્ટાફની નીમ નિમણુંક કે કરવી જોઈએ